હલ્લો હા અપેક્ષાબેન હા અચાનક એ થોડા ટાઇમથી મને છાતીમાં દુખવાનું ચાલું થયું છે તો એના માટે કોઈ સલાહ આપો ને હંમ ભૂમિકાબેન પ્રજાપતિ

પચીસ વર્ષ છે હજી હં અત્યારે તો નહીં થોડા ખાસા ટાઇમ પહેલાં મારા ભાઈને થયું તું પણ પછી દવાઈ ને એ કરાવ્યું તો એમને સારું થઈ ગયું તું હાલમાં તો કોઈ ને કશું નથી એવું ના આના પહેલાં તો ક્યારેય નથી થયું કશું હા થોડા હમણાં થોડા ટાઇમથી જ દુઃખે છે થોડા મહિના પહેલાંથી જ ના તો નથી બતાવ્યું હમણાં તો પણ અત્યારે વધારે દુખવાનું ચાલું થઈ ગયું એટલે પછી એવું થયું કે સલાહ લઈ લેવી સારી ડોક્ટર જોડે કે નર્સ જોડે એમ હા એટલે પછી

એમને કેટલા સાત આઠ વર્ષ પહેલાં થઈ હશે પછી ત્યારે એમને બી એવું જ હતું પહેલાં સ્ટાર્ટિંગમાં થોડું થોડું દુખતું હતું અને પછી નહોતું નહોતું મટતું તો પછી ડોક્ટર પાસે ગયા તો એમણે પછી જે ઈલાજ કીધો તો એ કરાવી દીધો તો હા એટલે અમને તો એમ હા હા બોલો

હા બોલો બોલો હંમ હંમ ઓકે

ઓકે

ઓકે તો આનું બીજુ કોઈ હોય શકે કારણકે શેના લીધે થતું હોય વારસાગત સિવાય

હા અચ્છા બરાબર બરાબર જ છે હમ હા ઓકે વાંધો નહીં હા વાંધો નહીં ઓકે